હા સાહિત્ય કે વાંચનનો અને લેખનનો પણ મને પોતાને પણ ખૂબ શોખ છે એટલે તેને લગતી પોસ્ટ હોય કે લેખકો કે ગ્રુપ હોય તેને હું અનુસરું પણ છું અન એવાં જે ગ્રુપ હોય સાહિત્ય કે સાહિત્યને લગતાં તેમાં હું જોડાયેલી પણ છું અને મને પોતાને પણ લખવું ગમે છે એટલે હું પણ જે જે રિસન્ટ ટોપિક હોય કોઈ પણ એવો ટોપિક હોય કે જે મારા હ્રદયને સ્પર્શી જાય કે જેના પર મને એમ થાય કે લોકોને સજાગતા જરૂરી છે લોકોના ધ્યાનમાં આ વસ્તુ આવવી જરૂરી છે તો હું તેના પર લખવાનું જરૂરથી પસંદ કરું છું અને તેમાં જે લોકોના અભિપ્રાય આવે લોકોને જે કમેન્ટ્સ આવે તે પણ વાંચવાનું પસંદ કરું છું જેના પરથી આપણને પણ જાણવા મળે કે આપણો જે અભિપ્રાય છે તેના વિશે બીજા લોકો શું વિચારે છે બીજાને તે સાચો લાગે છે કે ખોટો અને જે પણ હોય તેને હું સારી રીતે સ્વીકારી શકું છું અને બીજા જે લેખકો છે જે સારા લેખકો છે જેમકે જય વસાવડા એ લોકોને હું અનુસરું છું જેઓનું જે લખવાનું છે કાં જે એમના વિચારો છે જે મને ગમે છે તેનાથી મને પોઝિટિવિટી મળે છે જેઓ લખે છે ત્યારે એવું નથી વિચારતા કે લોકો શું વિચારશે મારા લખવાથી લોકોને શું લાગશે જે સાચું હોય તેનો જ તે સાથ દે છે તેનું જ તે પક્ષ લે છે જે વસ્તુ ખરેખર મને સ્પર્શી જાય છે જય વસાવડા સરની એટલે ખરેખર હું તેમને અનુસરું છું અને ગ્રુપની વાત હોય તો ઘણાં બધા ગ્રુપમાં હું સંકળાયેલી છું કે જેમાં સાહિત્યની ને લેખનને લગતી ચર્ચાઓ થાય છે જેના પરથી મને નવા નવા વિચારો આવે છે હું નવું નવું લખી લખી શકું છું તેવું જ એક ગ્રુપ છે સાહિત્ય ગ્રુપ કે જેના વિશે હું તમને કહું તો તેના પરથી મને અલગ અલગ જે પણ સાહિત્યને લગતા કાર્યક્રમ થતા હોય ખાસ કરીને મારા સિટીમાં રાજકોટમાં તો મને તેના વિશે ખ્યાલ આવે છે કોઈ એવી કોમ્પિટિશન થતી હોય કે જેમાં હું આગળ ભાગ લઈ શકું સાહિત્યને લગતી નિબંધને લગતી કોઈ ટોપિક પર ચર્ચાને લગતી તો તેમાં હું ભાગ લઈ શકું અને મારું જે કોઈપણ જે નોલેજ છે કોઈપણ સબ્જેકટને લગતું તેને હું ઇન્ક્રીઝ કરી શકું તેમાં આગળ વધી શકું અને ઊંડાણપૂર્વક તેનું જ્ઞાન મેળવી શકું તો હું પસંદ કરું છું એ બધા ગ્રુપમાં જોડાવવાનું અને જેમાં ઘણા બધા દિગ્જ્જો પણ જોડાયેલા હોય છે જેના પરથી મને એ લોકોના પણ વિચારો જાણવા મળે છે અને આપણા જે વિચારો છે એ લોકો કઈ રીતે આવકારે છે એમાં શું સુધારાની જરૂર છે આપણાં લેખનમાં આપણી જોડણીમાં કઈ રીતે સુધારો કરી શકીએ એનું પણ મને સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી હું એ બધાં જ ગ્રુપમાં જોડાવવાનું અને એક્ટિવ રહેવાનું પસંદ કરું છું અને ઇવન હું મારા પોતાના આર્ટિકલ્સ છે લેખન છે એ હું અલગ અલગ ન્યુઝપેપર અને મેગેઝીનમાં પણ આપું છું અને લોકોને પણ એ વાંચવું ગમે છે જેથી મારો પણ જે લખવાનો ઉત્સાહ છે બેવડાતો જાય છે કારણકે આપણે જયારે લખવું ત્યારે જ ગમે જ કે જયારે બીજાને આપણા વિચારોને બીજા સ્વીકારતા હોય તો મને એ વસ્તુ ખૂબ જ ગમે છે અને હું પણ લખવાનું અને વાંચવાનું પસંદ કરું છું